આપણે ચિત્રકામ કરતા હોય છે ત્યારે એમાં ખૂબ આબ એ દૃશ્યો વાદળ વાદળ દોરતા હોય છે વાદળ ધુમ્મસ અને એમ દૃશ્યો દોરતા હોય છે જ્યાં આપ આપણે ઝાડો દોરતા હોય અનેક જાતના ઝાડો દોરતા હોય છે ફુલ દોરતા હોય છે અને મકાનો દોરતા હોય છે એવી રીતે આપણું ચિત્ર ખૂબ સારું ડ્રોઈંગ હોય છે જેવી રીતે આપણે કામ કામ કરતા હોય અને કોઈ ઘરકામ કરતું હોય એવી રીતેનું ચિત્ર આપણે દોરતા હોય છે અને કોઈ સાફ સફાઈ કરતો હોય એવી રીતે આપણે ચિત્રો દોરતા હોઈ છે અને ઘરનો ચિત્ર દોર્યો હોય છે ત્યારે આપણે ઘરના આગળ બગીચો દોરેલો હોય છે ત્યારે બગીચામાં અનેક જાતનાં ફૂલો દોરતા હોય છે ત્યારે આપણું ઘર સુંદર લાગે છે અને ઘરની આગળ પાછળ આપણે ઝાડ દોરતા હોય છે અને આપણા ઘરથી થોડા દૂર આપણે મોટા ડુંગરો દોરતા હોય છે ડુંગર દોરીએ એમાં અનેક જાતના ઝાડના ચિત્રો દોરતા હોય છે એમાં એ આપણે સારા ઝાડો દોરીએ તો ખૂબ સારું જંગલ હોય એવી રીતે લાગે છે અને જંગલમાં આપણે પ્રાણીઓ પણ દોરવાના હોય છે જેથી એમ એ સારું લાગે અને આપણે એમાં પગ ઝાડ પર પક્ષી બેઠેલા હોય એવી રીતે પણ દોરવાનો હોય છે જેવી રીતે જંગલ ખૂબસૂરત લાગે અને પશુ પક્ષી અને દોરીએ હોય ત્યારે એ જંગલ સારું લાગે એવી રીતે ખૂબ મોર ઘરના પર મોર દોરતા હોય છે તો ઘર ખૂબ જ સારો લાગતો હોય છે